અંગ્રેજોની લડત દરમિયાન મહાત્મા ગાંધીજીએ જે સત્યાગ્રહો કર્યા હતા તેમાંનો એક છે મીઠાનો સત્યાગ્રહ જેમાં જે તે સમયે મીઠા પર અંગ્રેજોએ એટલું કર લગાવ્યું હતું કે સામાન્ય માણસ માટે તે ખરીદવું એટલું મુશ્કેલ થઈ ગયું હતું તેથી ગાંધીજીએ તેના વિરુદ્ધ સત્યાગ્રહ કરવાની ઠાની થાની લીધી અને તેમણે મીઠાના સત્યાગ્રહ માટે પગયાત્રા પગયાત્રા કરી અને તેઓ દાંડી સુધી ગયા હતા મીઠાની જરૂરિયાત આપણને સૌને ખબર હોય છે હશે કે કઈ રીતે કેટલું જરૂરી છે આપળે એ ખાવામાં કે ખાવામાં આપણને કેટલું જરૂરી છે જ્યારે એ પોતાના જ દેશમાં પોતાના જ દરિયામાં પોતે આ પોતાના લોકો દ્વારા તે ઉત્પન્ન થાય છે અને તે છતાં તે અંગ્રેજો બહારના લોકો આવીને તેના આ આપણા પ્રત્યે હ તેને તેના પર કર લગાવે છે તે ખોટું છે અને તેના માટે થઈને અંગ્રેજે અંગ્રેજો સામે ગાંધીજીએ આ લડત ચલાવી હતી જેમાં તેમણે મીઠાનો સત્ય આ સત્યાગ્રહ કરવા માટે પગયાત્રા દાંડી સુધી કરી હતી અને દાંડીમાં જઈ એક ચપટી મીઠું ઉપાળીને તેમણે આ મીઠાના કાયદાભંગ કર્યો હતો કાયદાભંગ કર્યો હતો ત્યાર બાદ તેમણે સ્વદેશી ચળવળ કરી હતી જેમાં તે આ જેમાં થોડા જ સમયોમાં જે જેઓ બ્રિટેન્સ ઈન્ડિયામાં આવ્યા ત્યારે તેમણે પોતાની રીત ભાતથી જે કામો કરવા લાગ્યા હતા તેને બદલે સ્વદેશી ચળવળ ચલાવી હતી કે પોતાના જ લોકો છે તો પોતાનો વસ્ત્રો કે પહેરવાની કોઈ કોઈ શરમ શેની તો તેમાં તેમણે તેના માટે સ્વદેશી ચળવળ ચલાવી હતી અને હિન્દ છોડો ગાંધીજીએ ચળવળ ચલાવી હતી જેમાં ભારતમાંથી અંગ્રેજોને બહાર કાઢવા માટે તેમણે અનેક પ્રયાસો કર્યા હતા અનેક વાર કાળાવાસ ભોગવ્યો હતો તેમની સાથે અનેક લોકોએ તેમની સાથે અનેક લોકો જોડાયા હતા જેમકે ઝવેરચંદ મેઘાણી તેમણે કારાવાસ દરમિયાન જેલમાં રહીને તેમણે અનેક કાવ્યો લખ્યાં હતાં અને કાવ્યો દ્વારા તેમણે બહારના લોક અનેક કવિઓ કાવ્યો લખ્યા હતા અને બહારના જેલવાસ દરમિયાન જેલમાં રહીને અનેક કવિઓએ ભારતની પ્રજાને હિન્દ છોડો તે જગા ચેતના તેમનામાં જગાળી હતી અને સમગ્ર આ પ્રજાની મદદથી એ ગાંધીજીએ આ ગાંધીજીએ હિન્દ છોડો હિન્દ છોડો સત્યાગ્રહને હિન્દ છોડો ચળવળને તેમણે પાર ઉતારી હતી